ચિત્રકામ અને પેન્સિલ સ્કેચિંગ બંને વચ્ચે તફાવત છે ચિત્રકામમાં તમે કોઈપણ વસ્તુ જગ્યા કે કોઈપણ આકૃતિ કોઈપણ મૂળભૂત જે ચિહ્નો છે તેમની સહાયતાથી તમે કોઈપણ પ્રકારના ચિત્રોની રચના કરી શકો છો જ્યારે પેન્સિલ સ્કેચિંગ છે છે તેમાં માણસની આકૃતિઓ પશુ પક્ષીઓની આકૃતિ વગેરેનો સમાવેશ થાય છે કોઈપણ પ્રાકૃતિક સ્થળ છે તેમનો સમાવેશ મુખ્યત્વે પેન્સિલ સ્કેચિંગમાં થાય છે હું ઘણા વર્ષોથી પેન્સિલ સ્કેચિંગ સાથે જોડાએલી છું ત્રણ વરસથી સતત હું પેન્સિલ સ્કેચિંગમાં આગળ વધી છું અને અલગ અલગ પ્રકારના જે માણસની આકૃતિઓ છે તેમનો તેમની મેં રચના કરેલી છે તેમાં મારા મિત્રો સગા સબંધીઓ તથા અનેક ફિલ્મ જગતના કલાકારો વગેરેના મેં આકૃતિ રચેલી છે મોટે ભાગે જે માણસની આકૃતિઓ રચવામાં આવે છે તેના પોટ્રેટ કહેવામાં આવે છે જેનો સમાવેશ પેન્સિલ સ્કેચિંગમાં થાય છે ચિત્રકામ માટે તમારે સામાન્ય તમારું જે ડ્રોઈંગ છે તે સારું હોય તો તમે ઘણાબધા ચિત્રો તમે એના આધારિત બનાવી શકો છો જ્યારે પેન્સિલ સ્કેચિંગ છે એમાં તમારે થોડું વધારે જ્ઞાન હોવું જરૂરી છે ખાસ કરીને જે તમારે માણસની આકૃતિ છે કોઈ પ્રાણી કે પશુ પક્ષીઓની આકૃતિઓ છે જેનો તમારે સમાવેશ કરવો છે જેને તમારે દોરવા છે તેમના બંધારણ વિષે તમને ખાસ માહિતી હોવી જોઈએ જેને પેન્સિલ સ્કેચિંગની ભાષામાં એનેટોમી કહી શકાય છે કે જ્યારે પણ તમારે કોઈપણ માણસ ની હ્યુમન ફિગર જે રચના કરવી હોય ત્યારે તેમની એનેટોમી શું છે એ જ એની જાણ હોય ત્યારે જ તમે કોઈપણ પેન્સિલ સ્કેચિંગમાં માણસની આકૃતિનો તમે સમાવેશ કરી શકો છો આ સિવાય તેના માટે અલગ અલગ પ્રકારના જે સ્ટ્રોક્સ દેવામાં આવે છે એ જે તેમાં શેડ દેવામાં આવે છે તેનો તેનું નોલ નોલેજ હોવું જરૂરી છે કોઈપણ કલા છે તે અભ્યાસથી તમે શીખી શકો છો પછી તે ચિત્રકામ હોય કે પેન્સિલ સ્કેચિંગ હોય આ પેન્સિલ સ્કેચિંગ ના કારણે તમે અન્ય માધ્યમો પણ પછી શીખી શકો છો એક વખત જ્યારે તમે પેન્સિલ સ્કેચિંગને સંપૂર્ણ પણે શીખી જાઓ છો ત્યારપછી તમે તેમાં આગળ અનેક માધ્યમનો તમે સમાવેશ કરી શકો છો પેન્સિલ સ્કેચિંગમાં પણ અત્યારે ઘણાબધા પ્રકારો છે જેમકે ગ્રેફાઇટ છે ચારકોલ છે કોલસાના ચારકોલ એટલે કે કોલસાના પાવડરમાંથી તમે કોઈપણ પ્રકારનું સ્કેચિંગ કરી શકો છો ગ્રેફાઇટ કે જે સાદી નોર્મલ સામાન્ય જે પેન્સિલ આવે છે જેને ગ્રેફાઇટ કહેવાય છે તેના દ્વારા તમે પેન્સિલ સ્કેચિંગ કરી શકો છો આ સિવાય અનેક રંગ પ્રમાણેના માધ્યમમાં ઘણાબધા માધ્યમનો સમાવેશ થાય છે જેમાં ઓઇલ પેસયલ છે સોફ્ટ પેસ્યલ છે વગેરેનો સમાવેશ થાય છે આ પેન્સિલ સ્કેચિંગની રચના કરવા માટે હવે તો ઘણાબધા ટૂલ્સ નો પણ ઉપયોગ કરવામાં આવે છે જેમકે બ્રશિસ છે મેકઅપ બ્રશિસ છે મેં બ્લેન્ડિંગ સ્ટમ્સ આવે છે આ સિવાય તેમાં નીડેડી રેઝર કે જે એક પ્રકારનો રબર હોય છે જેનો ઉપયોગ તમે અમુક પ્રકારના આ ભાગને વધારે આકર્ષિત કરવા માટે હાઇલાઇટ બતાવવા માટે તમે ચિત્રમાં તેમનો ઉપયોગ કરી શકો છો એ નીડેડ ઇરેઝર છે તે અલગ અલગ કંપનીઓ પ્રમાણે મળતા રહે છે અને તે એક પ્રકારનો કોઈપણ પ્રકારના આ શેપ વગરનું તમે તેને બનાવી શકો છો તમે ધારો તે શેપમાં તેને જેવી રીતે લોટને તમે વાળી શકો એ રીતે તમે એમ એ રબરને તમે વાળીને એ શેપ આપી અને તમે એ રબરનો ઉપયોગ છે એ કોઈપણ ભાગને ભૂસવા માટે એક ચોક્કસ પ્રકારના આકારમાં ભૂસવા માટે તમે એ ઇરેઝરનો તમે ઉપયોગ કરી શકો છો આ સિવાય તમે પેન્સિલ સ્કેચિંગ કરો છો તો તમે આગળ કોઈપણ મીડિયમને એ જ ટેકનિકથી તમે અન્ય માધ્યમો દ્વારા પણ તમે કરી શકો છો જ્યારે પેન્સિલ સ્કેચિંગ કરવામાં આવે છે ત્યારે ખાસ જે કાગળ લેવામાં આવે છે તેના જે ટેક્શચર છે તેનું પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે એ વન એઇટી જીએસેમ કાગળ જે આવે છે તે અથવા તો તેનાથી ઉપરના કોઈપણ માધ્યમવાળા કાગળ ઉપર તમે જ્યારે પોટ્રેટ કે પેન્સિલ સ્કેચિંગ કરો છો ત્યારે તેનું પરિણામ છે એ ઉત્તમ આવે છે આ સિવાય તમે એક વખત પેન્સિલ સ્કેચિંગ શીખો છો પછી જે રંગોળીના ચીરોળી પાવડરના જે કલર આવે છે તેના ઉપર પણ તમે આબેહૂબ પેન્સિલ સ્કેચિંગ માં જે તમે પોટ્રેટ ડ્રો ને ઉતારો છો તેવા તમે પોટરેટ્સ છેકે અન્ય કોઈ પણ વસ્તુ છે તે તમે હાઇપર રીયાલીસટીક ઇફેક્ટ આપીને તમે ઉતારી શકો છો પો પેન્સિલ સ્કેચિંગમાં પણ ખૂબ જ બારીકી પૂર્વકનું કામ કરીને જે તે આકૃતિને એને હાઇપર રિયાલીસ્ટિક એટલે કે એકદમ આબેહૂબ જે સત્ય છે એ પ્રમાણેનું તમે ઉતારી શકો છો

ચિત્ર કામ છે એ થોડું સામાન્ય સ્તર ઉપરનું કામ છે કે જેમાં તમારે એટલા બધા વિગતો દેવાની જરૂર પડતી નથી જ્યારે તમે પો પેન્સિલ સ્કેચિંગ કરો છો ત્યારે તેમાં તમારે ખૂબ જ વિગતો દર્શાવી પડે છે જેતે આકૃતિને આબેહૂબ દર્શાવા માટે પ્રયત્ન કરવા પડે છે દુનિયામાં ઘણાબધા સારા સારા આજે આર્ટિસ્ટો થયા છે પિકાસો જેવા કે જેમની કલાઓ છે તે ઘણા વરસોથી એની સાધન પછી તે જે તે સ્તર ઉપર પહોંચે છે તો એવી જ રીતે મેં પણ ઘણા વર્ષોથી મહેનત કરીને આમાં આગળ વધાર્યું છે આ સિવાય મારું હું પોતે પણ બાળકોને જ્યારે શિખવાડું છું ત્યારે તેમાં ચોક્કસ પ્રકારના શેપને કઈ રીતે લેવો તેમનું માપ કઈ રીતે લેવું જેથી કરીને જે તે આકૃતિ છે તે આબેહૂબ નીકળે એ શીખવવું ખૂબ જ અગત્યનું હોય છે ઘણી વખત એમ થાય કે ચિત્ર કામ તો ઠીક છે એમ તેમાં શું શીખી લઈએ પરંતુ ચિત્રકામમાં ઘણું બધું શીખવા જેવું હોય છે કોઈપણ આકૃતિ છે તેને તમે ક્યાંથી ક્યા કઈ રીતે લઈ જાઓ છો ક્યાંથી વળાંક છે ક્યાં તેની જે રેખા છે તે સીધી જાય છે તેમનું કદ શું છે કોઈ ચોક્કસ ભાગનું કદ આકાર એ બધું વસ્તુનો ધ્યાનમાં રાખીને એક ચિત્રને બનાવવામાં આવે છે એ ચિત્ર થયા પછી તેમાં તમે જોઈએ તે પ્રમાણે વિગતો આપીને તેને સંપૂર્ણ કરી શકો છો આ સિવાય અલગ અલગ કેનવાસો ઉપર ઓઇલ પેંટિંગ એક્રેલીક પેંટિંગ વગેરે પણ થઈ થઈ શકે છે ચિત્રકામમાં શેડિંગનું સ્ટ્રોક્સનું આટલું મહત્ત્વ નથી હોતું જ્યારે પેન્સિલ સ્કેચિંગમાં તમને સ્ટ્રોક્સ જે દેવાના હોય છે તેનું ખૂબ જ મહત્ત્વ હોય છે તેની મૂળભૂત શરૂઆત પેન્સિલ સ્કેચિંગની જે થાય થાય છે તે સ્ટ્રોક્સથી જ થાય છે કોઈપણ પેન્સિલમાં તમે સ્ટ્રોક્સ કઈ રીતે આપો છો તેના આધાર ઉપર તેના ઉપર તમે શેડિંગ કઈ રીતે કરો છો તેના આધારે જે તે એ વ્યક્તિત્વ જે તે ચિત્ર છે તે આબેહૂબ પ્રમાણે ઉપસી આવે છે આ સિવાય જ્યારે તમે કોઈ પણ વસ્તુને રાખો છો અને તેનું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરો છો તેનું સ્કેચ બનાવવાનો પ્રયત્ન કરો છો તો તેના ઉપર આવતા પ્રકાશ અંધકારના જે પ્રમાણ છે તેના આધારે પણ એ ચિત્રની આબેહૂબ આ નક્કી કરવામાં આવે છે એ ચિત્ર ઉપર જ્યાં પ્રકાશનો પ્રમાણ વધારે છે તે ભાગને તમે જે આછું શેડિંગ દઈ આછા સ્ટ્રોક્સ દઈ અને હલકું શેડિંગ બતાવીને તમે એ ભાગને હાઇલાઇટ કરો છો જ્યારે જે ભાગ ઉપર પ્રકાશ વધારે નથી આવતો જે ભાગ ઉપર અંધકાર વધારે આવે છે તે ભાગને તમારે ડાર્ક દર્શાવવા માટે એ તમારે ધીરે ધીરે એ ભાગને ડાર્ક બતાવી અને એ ભાગ ઉપર આવતો અંધકાર છે તેને દર્શાવવામાં આવે છે જ્યારે તમે કોઈપણ ચિત્રને ઘટ બનાવવા ચિત્રના કોઈપણ ભાગને તમે ઘટ બનાવા જઈ રહ્યા છો ત્યારે તમારે એ ખાસ ધ્યાન રાખવું પડે કે તમારે તુરંત જ તે ભાગને વજન દઈને પેન્સિલ ઉપર ભાર આપીને તેને ઘટ નથી કરવાનું પણ ધીમે ધીમે પહેલાં આ આછું આપી પછી તેના ઉપર બે ત્રણ સ્તર બનાવી ગ્રેફાઇટ કે તમે જે માધ્યમથી તમે પેન્સિલ સ્કેચિંગ કરી રહ્યા હોય એ પેન્સિલથી તમારે ધીમે ધીમે સ્તર ઉપર સ્તર બનાવી લેયર ઉપર લેયર આપી અને ભાગને ઘટ બનાવાનો છે નહીં કે ડાયરેક તે પેન્સિલ ઉપર વજન આપીને તેને ડાર્ક બનાવાનો રહેતો નથી આ સિવાય એ પેન્સિલ સ્કેચિંગ માટે હવે અલગ અલગ પ્રકારની પેન્સિલ્સ આવે છે જેમકે એચબીથી લઈને ટેનબી તેનાથી પણ વધારે આવી રહી છે મુખ્ય છ ભાગ પેન્સિલના રહેલા હોય છે એચબી ટુબી ફોરબી સિક્સબી એઇટબી અને ટેનબી એ એચબીથી લઈને ટેનબી સુધી પેન્સિલ આછીથી ઘટ થતી જાય છે જેમકે તમે ટુબી વાપરો છો તેના કરતાં ફોરબી છે એ વધારે ઘટ હોય છે એ રીતે અલગ અલગ પ્રકારના ઇરેઝર્સ ટૂલ્સ વગેરેના ઉપયોગથી તમે પેન્સિલ સ્કેચિંગ કરી શકો છો ચિત્રકામ માટે પણ તમે કોઈપણ માધ્યમ પસંદ કરી શકો છો ચિત્રકામ માં ઘણી વાર એવું પણ થાય કે તમારી પાસે કોઈ આકૃતિ તૈયાર આવી હોય અને તમે તેમાં માત્ર રંગપૂર્ણિ કરો છો તો એ પણ ચિત્ર કામ ઘણી શકાય છે અને તેમાં કોઈ કોઈ જાતનું ડિટેલિંગ કોઈ વિગતોનો સમાવેશ થતો નથી બસ એકદમ સમથળ કલર રંગોની પૂરણી કરવામાં આવે છે ચિત્રકામમાં જ્યારે પેન્સિલ સ્કેચિંગ કરો છો ત્યારે તમે તેમાં તેનું અલગ અલગ પ્રકારના દરેક શેડ્સને ધ્યાનમાં રાખીને તમે પેન્સિલ સ્કેચિંગ કરી રહ્યા હોય છો તો ચિત્ર કામ અને પેન્સિલ સ્કેચિંગ બંને આમ તો સરળ જ છે પણ ચિત્ર કામ થોડું વધારે સરળ છે જ્યારે પેન્સિલ સ્કેચિંગ છે એ ઘણાબધા અભ્યાસ અને સમજ આકૃતિના જ્ઞાન એના રચનાના બંધારણના જ્ઞાનને મેળવીને તમે પેન્સિલ સ્કેચિંગ કરી શકો છો